આજકાલ આપણે જોઈએ છેકે દરેક માહિતી મેળવવા માટે ઈન્ટરનેટનો આપણે ઉપયોગ કરીએ છીએ અમારા રાજ્ય અને દેશ વિષે જાણવામાં ઇન્ટરનેટે મદદ કરી એના વિશેનો સવાલ છે એના વિષે હું વાત કરીશ તો દેશ જ નહીં પરંતુ આજે આપણે સવારથી લઈને સાંજ સુધીમાં કોઈપણ વસ્તુ જે પહેલાં આપણે પુસ્તકનો ઉપયોગ કરીને માહિતી મેળવતા હતા એ હવે આપણે ઈન્ટરનેટ દ્વારા એ દરેક માહિતી આપણે મેળવીએ છે પહેલાં આપણે ઈન્ટરનેટ પહેલાં આપણને કોંપ્યુટર અથવા તો એવા અમુક સાધનોનો ઉપયોગ કરીને ઈન્ટરનેટનો ઉપયોગ કરતા હતા પરંતુ હવે મોબાઈલનો જમાનો છે તો મોબાઈલમાં આપણે ઈન્ટરનેટના માધ્યમથી ઘણીબધી માહિતીઓ મેળવી શકીએ છીએ જે પછી એમાં આપણે રાજ્ય વિષે જાણવું હોય કે દેશ વિષે જાણવું હોય કે પછી વિદેશ વિષે જે પણ માહિતી આપણને જોઈતી હોય ઈન્ટરનેટ પરથી ગૂગલ દ્વારા આપણે ત્યાં સર્ચ કરીને એ બધી માહિતી આપણે મેળવી શકતા હોઈએ છીએ આજકાલ આપણે જોઈએ છીએ તો ઈન્ટરનેટનો વપરાશ એટલો બધો વધી ગયો છે કે શરૂઆતમાં જ્યારે ઈન્ટરનેટ નવું નવું આવ્યું હતું ત્યારે લોકો ઈન્ટરનેટનો ઉપયોગ ફક્તને ફક્ત અમુક માહિતી આદાનપ્રદાન કરવા માટે ઉપયોગ કરતા હતા અથવા તો કોઈક એવું ગવર્મેન્ટનું કોઈ કામ અથવા તો જો નોકરી ધંધા માટે ઈન્ટરનેટનો ઉપયોગ કરીને માહિતી આદાનપ્રદાન કરવા અથવા તો કંઈ વસ્તુ અપલોડિંગ કરવા કે ડાઉનલોડિંગ કરવા માટે કરતા હતા પણ હવે દરેક બાબતમાં આપણે કમ્યુનિકેશનમાં સામાન્યથી સામાન્ય માણસ પણ મોબાઇલના માધ્યમથી ઈન્ટરનેટનો ઉપયોગ કરીને ઘણીબધી માહિતીઓ મેળવી શકે છે હવે ઈન્ટરનેટની વાત કરીએ તો ઈન્ટરનેટ પરથી માહિતી મેળવવા માટે હું કઈ રીતે માહિતી મેળવું છું તો મારી પાસે મોબાઈલ ફોન છે એમાં ગૂગલ પર આપણે કોઈપણ વસ્તુ અને હું મારી જ નહીં દરેક લોકો કોઈપણ માહિતી મેળવવી હોય તો ગૂગલનો ઉપયોગ કરીને એના પરથી માહિતી મેળવી શકીએ છીએ પહેલાં આપણે પુસ્તકો અને જે હાર્ડ કોપીનો ઉપયોગ કરીને એમાંથી બધું વાંચન કરીને માહિતી મેળવતા હતા પણ હવે ઈન્ટરનેટ આવ્યા બાદ ઈન્ટરનેટ ઇબુક એટલે કે સોફ્ટ કોપી જેને કહી શકાય એવી બુક્સ પણ આપણે મોબાઈલના માધ્યમથી અથવા કોમ્યુટરના અથવા ટેબલેટથી બુક્સ પણ આપણે વાંચી શકીએ છીએ આપણે ઈન્ટરનેટ પરથી એટલે કે ગૂગલ પરથી કે એવી અમુક અલગ અલગ સાઇટ્સ હોય એના પરથી આપણે ગૂગલ પર સર્ચ કરી અને એ બધી માહિતી આપણે મેળવી શકીએ છીએ એવું પણ મારે કોઈપણ જરૂરિયાત હોય હવે કોઈ માહિતી જોઈતી હોય અથવા મેપ એટલે કે નકશો જોતો હોય કે ભાઈ ગુ ગુજરાતમાં કે પછી ભારતમાં કે પછી વિદેશમાં કે આ વસ્તુ ક્યાં છે અથવા સામાન્યથી સામાન્ય માણસની પણ આપણે વાત કરીએ સવારથી ઊઠીએ ત્યારથી આપણે કોઈપણ આપણે જોઈએ કોઈ એવું આપણે કંઈ ખાવાપીવાની વસ્તુઓ મંગાવી હોય તો આપણે ઈન્ટરનેટનો ઉપયોગ કરીને આપણે ખાવાની પીવાની સ્વીગી અથવા ઝોમેટો કરી આપણે ખાવાપીવાની વસ્તુઓ પણ આપળે ઈન્ટરનેટ પર મંગાવી શકીએ છીએ ત્યાં ઈન્ટરનેટનો ઉપયોગ થયો પછી ક્યાંક આપણે જવું હોય તો કોઈકને પૂછવું પડે કે ભાઈ આ જગ્યા ફલાણી ફલાણી જગ્યા ક્યાં આવી પણ હવે એ પણ જરૂર નથી ઈન્ટરનેટના માધ્યમથી આપણે મેપ એટલે કે નકશો પણ આપણે ઈન્ટરનેટ પરથી જોઈ શકતા હોઈએ એમાં ક્યાં કઈ જગ્યાએ પરફેક્ટ લોકેશન આપણને મળી જતું હોય કોઈ એક દુકાન અથવા કોઈ જગ્યા કે કોઈ બિલ્ડિંગનું એડ્રેસ પણ આપણને પરફેક્ટ મળી જતું હોય એટલે આપણે કોઈને પૂછવાની પણ જરૂર હોતી નથી મેપના માધ્યમથી આપણે કાર અથવા કો બાઇક અથવા તો ગમે તે રિક્ષામાં જવું હોય તો આપણે એક ડેસ્ટિનેશન એટલે કે આપણે જ્યાં જવું હોય ત્યાં આપણે લખી દેવાનું કે ભાઈ મારે અહીંયાં ફલાણી ફલાણી જગ્યા પર જવું છે એ જગ્યાનું નામ લખતા વેંત જ તરત એ રસ્તો આપણને આટલા કિલોમીટર છે આટલો સમય લાગશે અને ત્યાં આટલું ટ્રાફિક છે અહીંયાંથી વળાંકવાળો રસ્તો છે અહીંયાંથી ખાબળ ચતરો રસ્તો છે એ પણ એટલે દરેક આ બધી માહિતીઓ છે આપણને ઈન્ટરનેટ પરથી સચોટ માહિતી મળી જતી હોય છે આ સિવાય ભણવા વિષે સ્ટડીની વાત કરું તો ભણતરમાં પણ આજે હું અમારી વખતે જ્યારે ભણતર અમે સ્કૂલોમાં ભણવા માટે જતા હતા ત્યારે બુક્સ એટલે કે ચોપડીઓનો ઉપયોગ કરીને અમને ચોપડીમાંથી વાંચીને કરાવતા હતા પણ અત્યારે મને માહિતી મળી કે પછી હું જાતે પણ એક સ્કૂલમાં જઈને મેં જોયું હતું તો ઇબોર્ડ આવી ગયા છે આપણે ચોકને એનાથી લખીને આપણા શિક્ષકો ભણાવતા હતા પણ હવે ઇબોર્ડ એટલે કે શિક્ષકો પણ ઈન્ટરનેટનો ઉપયોગ કરીને ઓનલાઈન ક્લાસીસ એટલે કે વર્ગમાં બેસીને પણ તમે વિડીયોના માધ્યમથી કે ઓડિયોના માધ્યમથી કે પછી લખવા માટે સમય પણ નથી જોતો આપણે સીધું આપળે કોઈપણ માહિતી પર ક્લિક કરીએ કોઈપણ પાઠ કે કોઈપણ ચેપ્ટર પર આપણે ક્લિક કરીએ કે આખુંને આખું ચેપ્ટર બોર્ડ પર આવી જતું હોય અને વિદ્યાર્થીઓ એમાંથી જોઈને બધું ભણી શકતા હોય એટલે આ એક રીતે જોવા જઈએ તો આ બહુ એક સારી બાબત પણ કઈ શકાય કે સમયની બચત અને સચોટ માહિતી પણ આપણને મળી કેટલીક વસ્તુ એવી હોય કે જે શિક્ષકોએ પણ વાંચીને આવવું પડતું હોય કે શિક્ષકોએ પૂર્વતૈયારી કરીને પછી વિદ્યાર્થીઓને ભણાવવા આવવા પડતા હોય તો એ પૂર્વતૈયારી શિક્ષકો કરીને આવ્યા હોય છતાં અમુક માહિતીઓ છૂટી જતી હોય એટલે એ બાળકો સુધી ના પહોંચે પણ હવે આજના જમાનામાં ઇબોર્ડના માધ્યમથી એક નાની નાની બાબતો પણ શિક્ષકો એ વિદ્યાર્થીઓને ભણાવી શકે છે અને રહી વાત દરેક ક્ષેત્રની ગવર્મેન્ટ ક્ષેત્રે પણ ઈન્ટરનેટનો ઉપયોગથી ઘણુંબધું શક્ય બન્યું છે અને બીજી વાત કરીએ તો સામાન્યથી સામ એવું જરૂરી નથી કે જે ભણેલા હોય અથવા જે જેને મોબાઈલમાં માહિતી હોય જેને વાંચતાં લખતા બરોબર આવડતું હોય એ જ મોબાઈલનો કે પછી એ જ ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકે છે એવું પણ નથી આજે મોબાઈલમાં ઈન્ટરનેટ એટલું સરળ થઈ ગયું છે કે તમે કોઈપણ વસ્તુ પર એક જસ્ટ ક્લિક કરો એટલે વિડીયો કોલ થઈ જતો હોય આપણે પહેલાંના વખતમાં એવું હતું કે કોઈને આપણે મળવા જવું હોય જોવું હોય તો એના માટે આપણે ત્યાં અહીંયાંથી મુસાફરી કરીને બીજી જગ્યાએ જવું પડે આપણે ત્યાં એને જોવા માટે જવું હોય આપણા સગાવ્હાલા મિત્રો કે પછી ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ કે કોઈપણ પણ હવે આજના જમાનામાં એક બટન દાબતાની સાથે જ સામે વિડીયો કૉલમાં એ સામેનો વ્યક્તિ આપણને દેખાઈ જાય છે એટલે આપણા સગાવાલાને પણ આપણે એ ઈન્ટરનેટના માધ્યમથી સામ સામે આપણે જોઈ શકીએ છીએ આપણે વાતો કરી શકીએ છીએ આપણે ફોટાઓ એકબીજાને મોકલી શકીએ છીએ વિડીયો મોકલી શકીએ છીએ એટલે આ બધી ઘણીબધી એવી બાબતો છે ઘણાબધા એવા મુદ્દાઓ છે જે સરળ બન્યા છે ઈન્ટરનેટના કારણે ઈન્ટરનેટના કારણે ઘણીબધી બાળકોથી લઈને વૃદ્ધ સુધી એ દરેક જણાં ઈન્ટરનેટનો ઉપયોગ સરળતાથી કરી શકે એ રીતે આજે આ બધું શક્ય બન્યું છે એટલે ઈન્ટરનેટ બહુ સારી ઈન્ટરનેટ સારી બાબત કહી શકાય એના ફાયદાઓ ઘણાબધા છે એની સાથે અમુક ગેરફાયદાઓ પણ છે જેમકે રોજગાર ધંધાઓમાં ઈન્ટરનેટ આવવાથી બધું ઓનલાઈન સિસ્ટમ થવાથી એ જે અમુક મા મા માહિતીની હેરફેર કરવા માટેના જે અમુક લોકો હતા એટલે ધંધા રોજગારમાં એવું થોળું ઘણું નોકરી ઈન્ટરનેટે છીનવી લીધી છે પણ ઓવરઓલ જોઈએ કે દરેક બાબતોમાં ધ્યાન આપીને આપણે જોઈએ તો એક રીતે ઘણી શકાય કે ઈન્ટરનેટના આવવાથી લોકો એ સરળ રીતે દરેક વસ્તુ ની માહિતી મેળવી શકે છે દરેક રીતે આગળ પ્રગતિ કરી શકે છે અને દરેક ક્ષેત્રે કોઈપણ ક્ષેત્રમાં તમે સૈન્ય અથવા આપણા મિલેટરીમાં પણ જોઈએ તો ઈન્ટરનેટના માધ્યમથી પહેલાં એવું હતું કે એક જગ્યાથી બીજી જગ્યા કંઈક માહિતી મોકલાવી કે અહીંયાં આ વસ્તુ આમ છે તો એ ઈન્ટરનેટના અભાવના કારણે ઘણીબધી વાર એ મિસ કમ્યુનિકેશન થઈને મોતને ઘાટ પણ માણસો ઉતરી જતા હોય છે પણ હવે ઈન્ટરનેટના માધ્યમના કારણે એ શક્ય બન્યું છે કે સચોટ માહિતી મળી શકે છે આ વ્યક્તિ અહીંયાં ઊભો છે અને આ વ્યક્તિ જીપીએસ કરીને એક વસ્તુ આવે છે એ દ્વારા એ વ્યક્તિની માહિતી કે આ વ વ્યક્તિ અહીંયાં ફસાઈ ગયો છે તો એ ક્યાં છે એ મોકલી શકે છે અને એ આપણે એને રેસ્ક્યૂ કરી શકીએ છે બચાવી શકીએ છીએ એટલે આતો આપણે લશ્કર સેનાની વાત કરી પણ કોઈપણ ફિલ્ડ હોય દરેક ક્ષેત્રે ઈન્ટરનેટનો બહુ સિંહ ફાળો છે તો ઈન્ટરનેટ એક બહુ સારી બાબત છે અને એના આવવાથી માણસ બહુ સારી પ્રગતિ એ કરી શકી છે પણ આ મારું એટલું માનવું છે કે ઈન્ટરનેટનો આપણે સારા રસ્તે સારી રીતે ઉપયોગ કરીશું તો આપણે જીવનમાં આગળ વધીશું એના ઘણા ફાયદા પણ છે એનો ખરાબ ઉપયોગ કરવાથી ઘણા ગેરફાયદાઓ પણ છે પણ ઈન્ટરનેટનો સારો ઉપયોગ કરી પ્રગતિ કરી અને એ રીતે આગળ વધવાથી એમાં બહુ સારું આપણે જીવનમાં આગળ ભવિષ્યમાં કામ કરી શકીએ છીએ